હાં મને ગીતો સાંભળવાનું બહુ ગમે છે જ્યારે મારું મૂડ સારું હોય ખરાબ હોય જ્યારે હું બહુ ખુશ હોઉં ક્યાં તો ઘરના કોઈ વઢે કોઈ સાથે ઝગડો થાય ત્યારે પણ હું ગીત જ સાંભળું છું ગીતો પરથી મને ઘણું બધું મોટીવેશન મળે છે અને મને ગીતો સાંભળવાનું બહુ ગમે છે એમાં ઈમોશનલ સોંગ વાહ તે તો મને બોવ જ ગમે છે ખાસ કરીને હું અરજીત સિંગના સોંગ સાંભળવાનું પસંદ કરું છું કારણ કે અરજીત સિંગના સોંગ મને ફીલ થાય છે જ્યારે પણ એમ અરજીત સિંગના સોંગ સાંભળું છું ત્યારે એમ એવું થાય કે હા મેં આ સોંગ ફીલ કરું છું અને એમ તે સોંગમાં જેવું મારા સાથે થયું હોય ને લાઇફમાં એ રીલેટેડ જ સોંગ હોય છે અને દર્શન રાવલ એમના સોંગ પણ મને બહુ જ ગમે છે એમનો વોઈસ બહુ મસ્ત છે અને એમના વોઈસમાં મને બધા જ સોંગ બહુ ગમે છે અને મને સોંગ સાંભળવાનું અને ગાવાનું બહુ ગમે સે હું સોંગ સાંભળતા સાંભળતા સોંગ ગાઉ પણ છું તે માટે મને ઘણું ગમે છે સોંગ સાંભળવાનું અને ગાવાનું અને નેહા કક્કડ એમના પણ સોંગ મને ગમે છે એમના મોજમસ્તી વાળા સોંગ હોય છે એમ મને ઘણાં બધાં સિંગરનાં સોંગ ગમે છે પરં જો અરજીત સિંગના અરજીત સિંગના બધાથી વધારે ગમે છે એમાં પેલું ચલે જાતે હે રિસ્તે પુરાને તે પણ બહુ ગમે છે એમ અરજીત સિંગના તો બધા જ સોંગ ગમે છે હમદર્દ ને એવું બધાં જ દર્શન રાવલના પણ બહુ જ સોંગ ગમે છે દર્શન રાવલની હું બઉ મોટી ફેન છું અને એમ એ મને બહુ જ ગમે છે દર્શન રાવલ એમની સ્માઈલ પણ બહુ ગમે છે અને એમનો વોઈસ પણ એમ એ જ મને બહુ ગમે છે એમ કેવ તો ચાલે એ માટે મને ગીતો સાંભળવા અને મને ગીત સંગીત સાંભળવાનું પણ ગમે છે ને બીજા પ્રાણીઓના વોઈસને એવું સાંભળવાનું પણ બહુ ગમે છે સંગીત સાંભળવાનું તો બોવ જ ગમે છે